હા ભાઈ પેલા રસીનું મંગાવ્યું હતું એનું શું કર્યું નાના ના એવી રીતે ન ચાલે હો ભાઈ સમયસર મળવું તો જોઈએ ને જો સમયસર ન મળે તો દર્દીને આપવાનું કેવી રીતે અને એને રાહત ક્યારે થાય તમને જે રીતે ઓર્ડર આઈપો છે એ પ્રમાણેજ અમને સમયસર મળી જવું જોઈએ અને જો નઈ હોય તો પણ પછી તમારે રિબેટ વધારે આપી અને એ જથ્થો આપવો પડશે અને એમાંય જો કચાસ આવી તો એ ચાલશે નઈ અમારે ફોજદારી કરવી પડે સમજ્યા